હેલો હા બોલો હા નરસિંહ મહેતાનો ચોરાનો પૂજારી જ બોલું છું હા હા ચોક્કસ મંદિરના ઈતિહાસમાં એવું છે કે નરસિંહ મહેતા ભગવાનના પ્રખર ભક્ત હતા અને ભગવાન એમની સાથે રૂબરૂ વાતો કરતાં અને ભગવાને નરસિંહ મહેતાને એકાવન વખત રૂબરૂમાં દર્શન આપેલા છે અને નરસિંહ મહેતા જ્યારે પણ ઈચ્છે ત્યારે ભગવાન છે એ હાજર થઈ અને એમની સાથે વાર્તાલાપ કરતાં અને એમને કંઈ પણ નાની મોટી તકલીફો હોય તો ભગવાન દૂર કરી આપતા હા અને હા અને એ સ્થાન છે જ્યાં નરસિંહ મહેતા રહેતા એ નરસિંહ મહેતાના ચોરા તરીકે અત્યારે જાણીતું છે અને ભગવાન નરસિંહ મહેતાની વિનંતી ઉપર રાધાજી સાથે ત્યાં મહારાસ રમેલા તે રાસ જે જગ્યાએ રમેલા તે રાસનો ચોરો પણ ત્યાં છે હા અને રાસ ચોરો બિલકુલ આપણને એમ લાગે કે ગોળ ફરી શકાય એવી રીતનું છે અને ઊંચું પ્લેટફોર્મ છે એટલે આપણને ચોક્કસ લાગે કે ભગવાન છે એ રાધાજી સાથે અહીંયા રાસલીલા રમ્યા હશે અને નરસિંહ મહેતા એ રૂબરૂ એ રાસલીલાને દર્શન કર્યા હશે આવી વાત છે હા મંદિરનો સમય સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી અને પછી બપોરે ત્રણ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી મેં ચોક તમે ચોક ચોક્કસ પધારો બેન અને અહીંયા તમારું સ્વાગત છે હઁ હા હા હા હા જરૂર આવો હઁ જરૂર આવો શું હા હા